ગુજરાતમાં પ્રશંસકોની વિશાળ અને દુનિયા આકર્ષિત આકર્ષતી મુખ્ય રમત ત એ છે આ મુખ્ય રમત ક્રિકેટ છે અને એમની ટીમ લોકોને વધારે આકર્ષિત કરે છે એવું નથી કે ખાલી ક્રિકેટ જ છે ફૂટબોલ ટેનિસ બેડમિન્ટન એવી ઘણી બધી રમતો જે લોકોને ગમતી હોય એ લોકો તો એ પણ જોવા જાય જ છે અને એ લોકો પણ એ લોકો ત્યાં ત્યાં પણ જતાં હોય છે અને મુખ્ય જો ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટ આમ ઘણા બધા લોકો જોવા જતા હોય અને ક્રિકેટની ગુજરાતમાં તેની ટીમનું નામ છે ગુજરાત લાયન્સ અને તે આઈપીએલ ટીમમાં રમે આઈપીએલમાં રમે છે ગુજરાતની ટીમ તેમની સ્થાપના જ્યાં સુધી મને ખબર છે અથવા તો હું જાણું છું ત્યાં સુધી બે હજાર સોળમાં બનેલી અને એની સ્થાપના થએલી છે એક ખેલાડીનું નામ છે સૂર્યકુમાર યાદવ બીજા ઘણા ખેલાડીઓ છે એમાંથી મને સૂર્યકુમાર યાદવનું નામ યાદ છે અને બીજા એક છે પ્રવીણ તાંબે જે ગુજરાતની ક્રિકેટ ટીમમાં જોડાએલા છે અને ક્રિકેટ ટીમમાં જેમના ખેલાડીઓ તરીકે એનો સમાવેશ થાય છે એ બે બહુ સારા એવા ક્રિકેટના ખેલાડીઓ છે બહુ પ્રશંસક ખેલાડીઓ છે તેમણે ગુજરાત માટેની ટીમમાં રમીને બહુ સારી એવી પ્રશંસા પણ મેળવેલી છે તેમનાથી ગુજરાતને ઘણું એવું ક્રિકેટમાં ફાયદો પણ થએલો છે અને બીજી ગુજરાતમાં ઘણી ટીમ છે અમદાવાદ જેએનયુ છે પછી લોકલ ક્લબ છે એવી કોઈ અને સાંપ્રદાય અલગ અલગ વિસ્તારમાં ક્રિકેટની ટુર્નામેન્ટમાં તો ટુર્નામેન્ટ ચાલુ જ હોય છે અને આવું ખાલી ક્રિકેટમાં જ નહીં બીજી ઘણી બધી રમતોમાં પણ થતું હોય છે જેમ કે ફૂટબોલ કબડ્ડી આવી ગુજરાતમાં આ પણ ફૂટબોલ ને કબડ્ડીના ઘણા બધી રમતો રમાય છે પછી જે ભારતની જે ભારતીય રમત છે રાષ્ટીય રમત છે એ છે હોકી તો હોકીમાં હોકીએ હોકી માટે પણ એ ગુજરાતની ટીમ છે જે જે ખાલી કાદી નાના નાના વિસ્તારમાં જ નહીં પણ શું કહેવાય નાના નાના વિસ્તારોમાં જ નહીં પણ રાષ્ટ્રીય સ્તરે પણ રમે છે અને બહુ સારી રીતે પ્રોત્સાહન પણ પામેલી છે આ ગુજરાતમાં ઘણા ઘણી એવી રમતોને છે કે જેના

ખાલી ક્રિકેટ અને હોકી જ નહીં પણ કબડ્ડી છે ફૂટબોલ છે પછી એવી ઘણી બધી રમતોમાં ખેલાડીઓ ભાગ લેતા હોય છે અને ગુજરાતની ઘણી બધી ટીમો પણ છે અને એના માટે કેમ્પનું આયોજન પણ કરવામાં આવતું હોય પછી ઘણી બધી રમતોમાં એવું હોય કે શારીરિક રીતે એ રમી શકે કે નહીં એવું પણ જોવામાં આવતું હોય છે અને એવી રીતે પણ આગળ વધારી સક વધી શકતા હોય છે લોકો પછી ફૂટબોલની વાત કરું તો ફૂટબોલ માટે પણ છે ગુજરાતની ટીમ કે ઘણા બધા અત્યારના જે યુવા પેઢી છે એ ફૂટબોલને હોલીબોલમાં વધારે રસ કા ધરાવતા હોય છે પછી એમના એમાં પણ એક મરમરીહદમાં ઉંમરનું લાયકાત જોઈએ છે જેના માટેની પણ ઘણી બધી ટુર્નામેન્ટ યોજાતી હોય છે જો એવું એ નાના નાના શહેરોમાં કે એવી રીતે પણ યોજાતી હોય એવું નથી કે મોટા શહેરમાં જ ખાલી યોજાતી હોય અને આનાથી પણ લોકો આકર્ષિત થતા હોય છે બધા લોકો અલગ અલગ રમતમાં રસ ધરાવતા હોય તો જે જેમાં રસ ધરાવતા હોય એમાં જતાં હોય છે અને એમાં આકર્ષિત થ થતા હોય છે પછી આવી રીતે ઘણી બધી રમતો ને હોય છે અને